પાંચસો છોંત્તેર ચાર હજાર નવસો સડસઠ સાઠ હજાર આઠસો ઓગણત્રીસ ત્રણ લાખ ઓગણપચાસ હજાર છસો છન્નુ આઠ લાખ તેત્રીસ હજાર એકસો નેવું